યાત્રામાં સાંસ્કૃતિક આઘાતનો એવો અનુભવ તો મારો નથી પરંતુ જોવા જઈએ તો હું ઘણી બધી યાત્રાઓને જોતો હોઉં છું અથવા તો સમજતો હોઉં છું અને ઘણી બધી યાત્રાઓ મેં કરી પણ છે જેમાં એવા અનુભવ ઘણા થયા છે કે લોકો ધાર્મિકતાને લઈને સંપૂર્ણ યાત્રા નથી કરતાં હોતા ઘણા બધા લોકો કદાચ એમને નહીં મળતું હોય એટલા માટે યાત્રાને ઘણી બધી રીતે મોજ શોખની દૃષ્ટીકોણથી પણ જોતા હોય છે અને એમનું જે વર્તન હોવું જોઈએ યાત્રાને અનુરૂપ એવું હોતું નથી એ લોકો જાણે કે બહાર અલગ રીતે ફરવા નીકળ્યા હોય એ રીતે નીકળતા હોય છે અને એમાં જાણે કે અજાણે ઘણીવાર એમનાથી યાત્રાને અનુરૂપ વર્તન નથી થતું હોતું અથવા તો આઘાત લગાડે એવું વર્તન આપણને ક્યાંક ને ક્યાંક લાગતું હોય છે જે ખરેખર ના થવું જોઈએ આને પાર પાડવા માટે મે એવું કંઈ જ કર્યું નોતું પણ હું શાંતિથી બધું જ આલેખન કરતો હતો અને એ મેં નોંધ્યું છે અને એને કેવી રીતે હવે પાર પાડવું એના વિશે મારું વિચાર ચાલુ છે